હેલો ઓનલાઈન સ્ટોરમાંથી વાત કરો ઓકે હું ચાર દિવસ પહેલાં એક ઓનલાઈન ગેમિંગમાં લેપટોપ મંગાવ્યું હતું જેના ઉપર હું આજે ગેમ રમતી હતી પણ એ ગેમ રમવા માટે ફાવ્યુ નહીં એટલે હું આ ઓ મારું ઓનલાઈન ઓડર કેન્સલ કરવા માંગુ છું તો હું આના માટે ઓનલાઈન ફોમ ભરી દીધું છે અને મારો ઓનલાઈન ઓડર નંબર છે એક ચાર પાંચ છ આઠ નવ બી સી દસ અગિયાર પંદર સોળ અઢાર વીસ બાવીસ આ મારો ઓનલાઈન ઓડર નંબર છે તો હું તમને આ ઓડર રદ કરવા માટે વિનંતી કરું છું